ઘરમાં કચરા પોતા કરતી વખતે તેમાં ફિનાઇલ નાખી પોતું કરવાથી ઘરમાં માખી મચ્છર થતાં નથી ઘર સ્વચ્છ રહે છે નાના બાળકોથી લઈને મોટા પણ અનેક રોગથી મુક્ત રહે છે હા ગામમાં થોડા ટાઈમ પહેલાં અમારું ઘર પણ માટી અને ગાયના ગોબર થી લિંપીને બનાવેલું હતું જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે ગાયના ગોબરથી ભોંયતળિયામાં અને દીવાલ પર અવનવી ડિઝાઇન બનાવી તેમાં કાચો કલર નાખી અને ઘરને સજાવતા પછી થોડા સમય પસાર થયો અને ધીરે ધીરે માટીનાં ઘરમાંથી એ નવું ઈંટ અને સિમેન્ટ પથ્થરવાળું ઘર બનાવાયું પણ જે મજા કાચા મકાનમાં રહેવાની હતી તે અત્યારના પાકા મકાનમાં નથી આવતી કાચા મકાનમાં ગરમીના સમયમાં ઠંડક સારી લગતી અને શિયાળાના ઠંડી પણ ઓછી લાગતી હા ક્યારેક ચોમાસાની ઋતુમાં મકાન પડવાની બીક લાગતી પણ મજા ઘણી આવતી